અમારા વિસ્તારમાં સ્વામી આત્માનંદ સરસ્વતી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે જે તકનીકી શિક્ષણ પ્રદાન કરે છે અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે કે જેમાં દરેક પ્રકારનાં આર્ટસ માટેનાં શિક્ષણના વર્ગો ચાલે છે